ધીરે ધીરે અવે જતા વર્ષોમાં લોકો ખેતી તરફ ધ્યાન ઓછું કરતાં ગયાં છે જ્યારે મારી એવી મારો એવો ધ્યેય છે કે ખેતીમાં નવી નવીનતા કરી અને ખેડૂત દરેક જણ ખેતી તરફ આકર્ષાય એ હેતુથી હું હું ખેતીમાં નવું ડેવલોટમેન્ટ કરવા માગું છું હમણાં અમે શેરડી પપૈયા એનું વાવેતર કરીએ છે શેરડી અને પપૈયામાં શેરડી શું છે બાર માસી પાક છે તો તેમાં ઈન્કમમાં થોડું સારું રહેશે પણ છતાં અમે નવી ક્રાંતિ લાવવા માટે બનાના બનાનાનુ વાવેતર કરીએ છે તો એમાં શું છે કે અમારે સોળ મહિનામાં ભાવ આવે છે તો ભાવમાં શું પ્રોબ્લેમ રહે છે કે વચ્ચેના દલાલો હોય છે કે એ લોકો કમિશન કાઢતાં ખેડૂત સુધી જે પૂરેપૂરું એનો પૈસા જે પહોંચવા જોઈએ તે પહોંચતા નથી અને ખેતીમાં ખર્ચો વધી જાય છે એ માટે અમે ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉપજ મળે એ તરફ અમે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ તો હવે અમે જે કેમિકલ આધારિત ખાતરો હતાં તેનો ઉપયોગ ઓછો કરી અને સેન્દ્રીય ખાતરો જેવાં કે કોહવાયેલું છાણ છે પછી ઓર્ગોનિક જે કીટો બનાવેલી આવે છે એનો ઉપયોગ કરીને અળસિયાનું ખાતર છે એવાં આપણે ને અમે જમીનને પહેલો પાયો ફળદ્રુપ કરીએ છીએ પાયાને મજબૂતાઈ મળે તો જ ખેતીમાં સારું ઉત્પાદન મળી શકે છે અને સારી ગુણવત્તાવાળી ખોરાક લોકો સુધી પહોંચી શકે તે માટે અમે પ્રયાસો કરી છે સરકાર પણ આમાં સબસીડીની યોજનાઓ લાવી છે પણ તે ખેડૂતો સુધી પહોંચી નથી રહી અને ખેડૂત ખેડૂતો આમાં તો ભણેલા હોય છે હમણાં થોડા પણ લગભગ લગભગ નોર્મલી એ લોકોને ઇંગલિશમાં કે એવું કંઈ વાંચતા આવડતું ના હોય તો એ પ્રોબ્લેમ આવે છે જે મેસેજ એ લોકોને આવે છે તે બધા મેસેજો ઇંગ્લિશમાં હોય છે તો તેનું ટ્રાન્જેક્શન થતું નથી સરકાર સાથે સીધો સંપર્ક ખેડૂતોનો હોતો નથી ખેડૂતોને સંપર્ક સરકાર સાથે ક્યારે હોય છે કે જ્યારે બે હજાર રૂપિયા સરકાર ત્યાંથી નાખે છે તો સરકારને ખબર પડે છે કે આ ખેડૂત છે પણ એ રીતે નહીં પણ સરકાર પોતાના જે એગ્રીકલ્ચર જે શાખાઓ હોય છે એ લોકોને ખેડૂતનાં ખેતર સુધી મોકલે અને ખેડૂતોને ત્યાં જઈને માર્ગદર્શન પૂરું પાડે તો ભારતની ખેતી આજે છે સ્તર દિવસને દિવસે જે પોઈઝનમય બની રહ્યું છે તે સ્તર સુધરી શકે એમ છે તો સરકારે પણ આમાં થોડું ધ્યાન દેવું જોઈએ ત્યાંથી પૈસા ફાળવવાથી કંઈ ખેતી સુધરી નથી જતી તો ખેડૂત સુધી પહોંચાડવા જ્યારે બાળક કારેલાન કારેલાનો રસ ના પીતું હોય તો તેને મા જે રીતે એને પટાવીને ચોકલેટ બતાવીને જે રીતે એને કારેલાનો કડવો રસ પણ પીવડાવે તેનાં સ્વાસ્થ્ય માટે તો સરકારે પણ જે રીતે મા બાળકના ઉછેર કરે છે એ રીતે ખેડૂતોનો જો ઉછેર કરે તેમને કડવું હોય તો પણ તેને કંઈક ને કંઈક પ્રલોભન કંઈક આપીને તેને જે ઓર્ગોનિક ખેતી છે એ તરફ વાળે તો હું મારું માનવું છે કે આ ભારત એક કેવો દેશ બની શકે છે કે જ્યાં કોઈપણ જાતનું પોઈઝન ના હોઈ શકે અને જે લોકો

બિલકુલ જે કોઈપણ ના ખાઈ શકે એ રીતનાં ખાતરો હોય છે દવા હોય છે એ પોઈઝનવાળી દવાઓ લોકોના શરીરમાં જાય છે અને ત્યાર ત્યારબાદ કેન્સરનાં પ્રમાણમાં ભારતમાં ઘણો વધારો થયો છે તે વિષય પર સરકારે થોડું ધ્યાનમાં લેવું જોઈએ માનવતા જો આપણે જીવિત રાખવી હશે તો ખેડૂતને પહેલો સદ્ધર કરવો પડશે એના ભાવમાં ઘણો પ્રોબ્લેમ પડે છે વચેટિયાઓ પૈસા ખાઈ જાય છે સીધો ખેડૂતનાં ખાતામાં પૈસા આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને જે વેપારીઓ છે એમનું એ લોકો પર એટલું પ્રેશરાઈઝ હોવું જોઈએ કે એ લોકો ખેડૂતને એક પણ રૂપિયો ખાઈ ના શકે ને એ લોકો માલ લઈ જાય છે ભાઈ પૈસા આપતા નથી આવું પણ બને છે ઘણા ખેડૂતો કહી નથી શકતા નાના નાના ખેડૂતો હોય એ લોકો ક્યાં સુધી લડી શકે તો ખેડૂતે આવા ખેડૂતોની વાત સાંભળી અને એમનું થોડું માર્ગદર્શન કરીને એમની જે નોંધણી કરવાની હોય કે ભાઈ તમે આ વાવ્યું છે તો એની નોંધણી એને જે વેપારી હોય એમના એ એ લોકોની ડીપોઝિટો મુકાવવી જોઈએ અને ખેડૂતોને જે પૈસા બાકી પડે છે તેમના પૈસા ચૂકવણી કરવા માટે પણ આ લોકોને જવાબદારી હોવી જોઈએ જે રીતે સરકાર ખેડૂતોને લોન આપે છે તો એની ભરવાની જવાબદારી ખેડૂતની હોય છે ખેડૂતની હોય છે તે જ રીતે ખેડૂતનો માલ જો વેપારીઓ લઈ જાય છે તો એનો માલના પૈસાની જવાબદારી જવાબદારી પણ વેપારીનો હોય છે પણ સરકારનો એના પર હાથ હોવો જોઈએ કે એને કંટ્રોલમાં હોવો જોઈએ એ માટે તમે આગળ જે પણ ભવિષ્યમાં નવા નવા એ થશે તો તેમાં અમે માર્ગદર્શન કરીએ છીએ પણ તે છતાં આ બની શકતું નથી તો આ આગળ જતા અમે ખેતીમાં એવું એવું લક્ષ્યાંક રાખીએ છે કે અમે જે ખેતી કરીએ છીએ હમણાં અમે લાખ રૂપિયાનો એકરમાં પકવી શકતા હોય તો અમારે ભવિષ્યમાં એવી ગણતરી છે કે એને બે લાખનું કેમ કેમ કરીએ એની જે ઉત્પાદક ક્ષમતા વધારવાની તરફ અમારું ધ્યાન છે તો ઉત્પાદક ક્ષમતા કઈ રીતે વધે તે તે બાબતે પણ અમે સરકારના જે મોટા મોટા વૈજ્ઞાનિકો છે એ લોકોનું માર્ગદર્શન જો ખેડૂતોને પૂરું પાડવામાં આવશે તો આપણો દેશ જ્યારે ચાંદ પર પહોંચી શકતો હોય ત્યાં તો ધરતી પરનું સ્વર્ગ છે તો ધરતી પર જે તમે ઉપયોગ કરવા માંગતા હોય જે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માંગતા હોય તો તમે ખેડૂતો માટે જેટલી એ કરો તો ચાંદ પર પહોંચે તો ખેતર સુધી કેમ ન પહોંચે એ માટે મારે સરકાર શ્રીને પણ થોડી વિનંતી કરવાની છે અને હવે અમે ખેતીને અગ્રતા આપીને અમારા જે નવી નવી પેઢી છે એ લોકોને પણ પ્રેરણા કરી છે ખેતી કરો ખેતીમાં સારું છે નોકરી કરતાં ખેતીમાં આગળ જાઓ એક ખેડૂત એક એકરમાં સો જણને રોજગારી પૂરી પાડી શકે છે જ્યારે જ્યારે એક ફેક્ટરી એટલી રોજગારી નથી પાડી સકતી એક એકરમાં સો એટલે આપણા કેટલાં લાખ હેક્ટર જમીન છે ભારતમાં તો એ રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં જ્યારે ખેડૂત સદ્ધર થશે તો રોજગારીનો પ્રશ્ન નહીં ઉદ્ભવે અને ખેડૂત એટલો દિલદાર હોય છે કે તમે કોઈક દિવસ ખેડૂતને ખેડૂતના ખેતર પર જઈ અને જુઓ તો ખબર પડે કે ખેડૂતનું દિલ કેવું હોય છે